મેં મારા પરિવાર ની સાથે મોટી યાત્રા કરી છે હાલમાં નહીં બહુ વર્ષો પહેલાં કે જ્યારે મારા બાળકો નાના હતા એક તમને એક્ઝામ્પલ આપું છું કે હું જ્યારે પણ ટીકીટ બૂક કરાવતો ત્યારે થ્રી ટાયર સ્લિપર કોચની અંદર જનરલી મારું ફેમિલી ચાર જણાનું અને મારા બ્રધરનું ફેમિલી ચાર જણાનું એટલે મને ટોટલ આઠ બર્થની જરૂરિયાત હોય છે તેવી વખતે હું એવી રીતે બર્થ સિલેક્ટ કરતો તો કે એક આખો કંપાર્ટ્મેન્ટ આવી જાય ત્રણ સાઇડમાં લેફ્ટ સાઇડમાં ત્રણ રાઇટ સાઇડમાં અને મેં બે સાઈડની અપર અને લોવર એમ કરીને આઠ બર્થ જેથી કરીને અમારું આખું એક કંપાર્ટ્મેન્ટ થઈ જાય અને અમે શાંતિથી ટ્રાવેલ કરી શકીએ બીજો ઇન્સિડન્ટ એક તમને કહું કે હું જ્યારે દિલ્હીથી પશ્ચિમ એક્સપ્રેસમાં પાછો સુરત આવતો હતો ત્યારે એક અજાણ્યા માણસે મને પૂછ્યું કે યે ટ્રેન બરોડા જાયેગી મેં એને જવાબ આપ્યો કે હાં જી જાયેગી અને એ માણસ એ બેગ અમારા કંપાર્ટ્મેન્ટમાં મૂકીને નીચે ઉતરી પડ્યો ટ્રેન ઊપડવાનો સમય થયો મારા મનમાં સંખ્યાબંધ સવાલો આવ્યા કે આ ભાઈ હજુ આવ્યા કેમ નથી ટ્રેન ચાલુ થઈને પછી મેં તો શું કર્યું કે ભઈ આગળ પાછળની ખબરો આપણે જાણીયે એટલે કે ભાઈ કોઈ બેગની અંદર આમ મૂકી ગયું તેમ મૂકી ગયું એમ કરીને એની જે બેગ હતી એને મેં ચાલુ ટ્રેન નીચે કંપાર્ટ્મેન્ટમાંથી નાખી દીધી અને એ ભાઈ ત્યાર પછી પણ નથી આવ્યા એનું શું થયું તેનો જવાબ મારી પાસે આજ દિન સુધી નથી